અમારા વિસ્તારની અંદર વર્ષ દરમ્યાન ત્રણ પાક લેવામાં આવે છે શિયાળું ઉનાળું અને ચોમાસું અને શિયાળાના પાક જોવા જઇએ તો મગફળી છે એ કપાસ છે ઘણા બધા પાક દીવેલાં છે આવા બધા પાકોનું અ કરવામાં આવતું હોય છે અને ઉનાળામાં જોઈએ તો ગવાર છે તલ છે મગ છે મઠ છે વગેરે જેવા પાકો લેવામાં આવતા હોય છે અને ચોમાસામાં જોઈએ તો દિવેલા છે તલ છે ગવા અ બાજરી છે ઘઉં છે વગેરે જેવા પાકો ઉગાડવામાં આવતા હોય છે અને વિવિધ પાકો અન અન અલગ અલગ વાતાવરણ અનુકૂળ આવતું હોય છે જેવું કે જે ઋતુ પ્રમાણે જે પણ પાક ઊગતો હોય એ પાકનું વાવેતર કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન ઘણા અલગ ત્રણે ઋતુમાં અલગ અલગ પ્રકારના પાક ઉગાડવામાં આવતા હોય આવતા હોય છે જેથી યોગ્ય વાતાવરણ મળી રહે યોગ્ય તાપમાન મળી રહે યોગ્ય સાનુકૂળ તેને જરૂરી એવા પોષક તત્ત્વો પણ તાપમાનમાંથી મળતા હોય છે જેથી ઋતુ પ્રમાણે પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે